હાં હલો કશું નઇ આ ઘર બાજુ જ છીએ

હાં હાં હાં આપણે ગોળ ગોળ વિશે વાત કરતાં હતા આપણે કેવી રીતે બનાવશુને એ આજે આપ કેવી રીતે શરૂઆત કરીએ

હાં હાં હાં ફાયદો પણ થશે આપણને તો આપણે એ સ્ટાર્ટઅપ કરી દઈએ કેવી રીતે કરશું અને એમાં કેટલા માણસો જોઈશે માણસો માટે આપણે શું કરીએ

હાં મારા પણ મિત્રો છે તો આપણે બંને ભેગા મળીને કરીશું એ જેથી પ્રોફિટ પણ થશે આપણને હાં આ આપણે એના માટે કોઈ દુકાનદારને મળીએ તો ચાલે એમ હાં હાં હં અને માણસો પણ રાખવા પડશે હા હા હા

હાં આપણે મળીને સાથે કરશું તો બધુ સારું જ થશે

હા તો આપણે આપણે મળીશું જાતે બંને મળીને સ્ટાર્ટ કરીએ

આપણે ક્યાં મળીશું હા હા હા હા સારૂ હા હા બાય